સાચી વાત છે અમારાં સ્થાનિક સમાચાર પત્રમાં ઘણા બધાં સમાચારપત્રો છે જેમ કે સંદેશ છે દિવ્ય ભાસ્કર છે ગુજરાત સમાચાર છે એવી રીતે સ્થાનિકમાં હેલ્લો હળવદ છે એ હળવદ બ્રેકિંગ્સ છે તો આ બધાં સમાચારપત્રો અમારા વિસ્તારમાં છે અને એના દ્વારા જે શિક્ષણમાં અને ઉચ્ચ શિક્ષણના જે સમાચાર આવરી લેવામાં આવે છે એ ખરેખર બાળકો માટે ખૂબ પ્રેરણાનું અને પ્રોત્સાહનનું કાર્ય કરે છે કારણ કે જિલ્લા લેવલે કોઈ નંબર લાવ્યાંં હોય તાલુકા લેવલે નંબર લાવ્યાં હોય કે શાળા કક્ષાએ કોઈ પણ પ્રવૃત્તિ હોય વક્તૃત્ત્વ સ્પર્ધા હોય નિબંધ સ્પર્ધા હોય કે કોઈપણ કૌશલ્ય ને લગતી કે સ્કૂલને લગતી કોઈ સ્પર્ધાઓમાં નંબર આવ્યો હોય તે બાળકોનો તેના ફોટો સાથે તેની શાળાનાં નામ સાથે તે છપાય છે અને એ વાલીઓ વાંચે છે વાલીઓ વાંચે હોવાથી તે બાળકોને મોટિવેટ કરે છે એટલે બાળકો પણ એને માર્ગદર્શિકા વાંચી અને એને પણ એમ થાય છે કે ના ખરેખર પેલો નંબર લાવ્યો હતો તો આ વખતે હું પણ મહેનત કરું અને હું પણ નંબર લાવું એવી એક કોમ્પિટિશન જાય જન્મે છે અને એના દ્વારા બાળકો વધુ મહેનત કરવા પ્રેરણા આવે છે સાથે સાથે સમાચારપત્ર વાંચવા પણ પ્રેરાય છે કે પોતાનું નામ આવ્યું કે નઈ એવી રીતે આ જે સ્થાનિક સમાચારપત્રો છે એ ખરેખર શિક્ષણનું અને ઉચ્ચ શિક્ષણ માટેના જે વિકલ્પો છે એનાં નોકરીની તકો છે આગળ કઈ ફૅકલ્ટી લેવી એ બાબતે પણ એ ખૂબ મહત્ત્વની માહિતી એ પ્રદાન કરતાં હોય છે એનાં દ્વારા બાળકોને ઘરે બેઠા જ એ બધી માહિતી એ સમાચાર દ્વારા પણ મળી જતી હોય છે અને એના દ્વારા બાળકો પણ પોતાનું જે શિક્ષણનું માર્ગદર્શન એમાંથી મેળવી અને ખૂબ સારું એને માર્ગદર્શન પણ એમાંથી મળી રહે છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકીએ કે એ સ્થાનિક સમાચારપત્રનું કામ પણ બાળકો માટે પ્રેરણારૂપ છે